હાલો હા હા બોલો મેડમ હા હા બોલોને મેમ હા હા બોલોને તમારે કઈ ટાઈપનું કરવું છે હ તો એમાં મતલબ તમને એમાં આઇડિયાજ નથીને કે કઈ કઈ રીતે હોય છે ઓકે તો હું તમને પેલા બેઝિક સમઝવી દઉં અમારી પાસે અલગ અલગ રીતની પોલિસીસ છે કે એવી પોલિસી પણ છે આપળી પાસે જે વન ટર્મ હોય જેમકે એકસાથે તમે પૈસા ભરો અને ડાયરેક તમને રિટન મળે એના ઉપર અમુક વર્ષે બરાબર તો એ ટાઈપની પેલેસી લેવી હોય તો પણ તમે લઈ શકો બીજી અમારી પાસે પોલિસી છે મેડિકલ સાથેની બરાબર તમારા ઘરમાં કેટલા સભ્યો હશે અંદાજે હા તમે પાંચ સભ્યો છો બરાબર છે હવેજો પાંચેય સભ્યોની તમારે લેવી હોય તો આપળે ઇ રીતે કરી શકીએ કે દર મહિને તમારે અમુક અમાઉન્ટ આવે જેમકે હજાર રૂપિયા બરસો રૂપિયા બરાબર છે અને એના ઉપર તમે પાંચેયની પોલિસી કાઢીને અટલે તમને વર્ષે બેથી અઢી લાખ જેટલો મેડિકલ એક્સપેનસિસ મળે બરાબર અટલે કે તમે કોઈભી તમારું દવાખાનાનું હોય એનો બિલ આવે એને તમે એમાં જોળિ શકોને એના પૈસા તમને મળી જાય સમઝયા તમે હા હા મેમ ઉમર તો એમાં ઉમર પ્રમાણે તમે એના બેનિફિટ્સ મળી રે બરાબરને અને એની પેલા એક મેડિકલ ચેકઅપ આવે બરાબર કે મેડિકલ ચેકઅપ કરી લઈએ તમને કઈ કઈ બીમારી છે પાંચેય જણામાંથી કોઈને બી ઇ પ્રમાણે તમને એક્સપેન્સિસના ક્રાઇટ એરિયા મળી રેશે બરાબર છે ઓકે બીજું કાંઇ તમારે મેમ પૂછવું હોયતો ઓકે હાતો મારા એક્સપિરિયન્સ પ્રમાણે કઉને તો જો ઘરમાં એક વ્યક્તિ હોય જે મઇને ત્રીસથી ચાલીસ હજાર જેટલું કમાઈ શકતા હોય હ તો તમારે પોલિસી ઇ રીતની લેવી જોઈએ જે દર વર્ષે તમારે એક દસથી બાર હજાર રૂપિયા જેવુ ભરવાનું થાય દરવર્ષે અને તમને દસ વર્ષ પૂરા થાય ત્યારે તમને અમુક પ્રકારના એક્સપેનસિસ સાથે તમને આ મેડી ક્લેમ મળી શકે જીવન ભરનો સમઝયા તમે એટલે તમારે દસ વરસ સુધી ખાલી દસ દસ હજાર રૂપિયા ભરવાના છે દર વર્ષે અને પછી તમને જિંદગી ભર માટે મેડિક્લેમ મળશે હ ના મેમ આપળે જે સાઇડ છે હું તમને હમણાં વોટ્સઅપ કરી દઉ છું એના ઉપર તમે ડાયરેક રજીસ્ટ્રેશન કરી દેજો અને ત્યાંથી તમને પ્લાન મળી રેશે આ ડોક્યુમેન્ટ્સનું તમને આખું લિસ્ટ ત્યાં મળી રેશે અટલે તમારે કોઈ ઇસુ રેશે નઇ બરાબર ઓકે મેમ પાકું પાકું મેમ વેલકમ મેમ